બોલો કઈ ફ્લેવરમાં જોઈએ આપણે અમારે ત્યાં એકસો ત્રેપન જાતના આઇસક્રીમ ફ્લેવર છે અમારે એમાં ચૉકલેટ બટરસ્કોચ કેરેમલ સ્ટ્રોબેરી કાજુ દ્રાક્ષ ચોકલેટ ચિપ્સ અમેરિકન ડ્રાયફ્રૂટ્સ ને બધી બહુ મળે જે સારી છે અમારે ત્યાં કોનમાં સૌથી સારી ફ્લેવર ચોકોબાર છે ફરક ફરાળી હા ફરાળીમાં રાજભોગ કાજુ દ્રાક્ષ માવા મલાઈ અને અંજીરની ફ્લેવર છે તમારી કુલ તેરસો પચાસ હતી તેમાં બાર ચોકોબાર બસો ચાલીસ રૂપિયા પાંચ ફરાળી પાંચ પાંચસો અને પંદર ચોકલેટ ચિપ્સ ત્રણસો પચાસ કારમેલ ત્રણસો તમે અઢારસો આપેલ વાંધો નહીં થેન્ક્યુ હા તમારે તેરસો પચાસ થયા એમાં દસ ટકા ડિકાઉન્ટ આપું છું

અમારા આવેલા માણસને તમે પૈસા આપી દેજો